મારા પડોશના વિસ્તારમાં કેટલીક ધર્મશાળાઓ આવેલી છે ત્યાં ઘણા મુલાકાતીઓ ત્યાં મુલાકાત લેતા હોય છે અને ત્યાં તેમની જમવાનું રહેવાનું નાહ્વાનું ધોવાનું અને ત્યાં રહેવાનું વ્યવસ્થા કરવામાં આવે છે